હલો બોલો બોલો રામુકાકા બોલો

અરે અરે અરે શું થઈ ગયું ગુડિયાને શું થઈ ગ્યું

અચ્છા અચ્છા અચ્છા

નઇ નઇ નઇ નઇ એક કામ કરો રામુ કાકા રામુ કાકા એક કામ કરો તમે તમારો પગાર તો હું હમણાં અત્યારે જ કર દવ છું આ મહિનાનો હવે તમે છે ને વીસ હજાર અત્યારે લઇ જાવ જરૂર પડે તો ગમે ત્યારે ગમે એ સમયે મને ફોન કરજો અને એક મહિના નય બે મહિના તમે રજા લઈ લો અને દીકરી હારે જ રો હું પણ અત્યારે બહાર છું બહાર ગામ છું બહાર ગામ થી આવીસ ત્યારે ખબર કાડવા આવી જઈસ તમે નિશ્ચિંત રહો તમારી ગુડિયા નું સારવાર એ વન હોસ્પિટલ માં કરાવો અને સાજી તરત થઈ જાવી જોઈએ ઓકે તમે નિશ્ચિંત રહો નિશ્ચિંત રહો અરે આભાર શું એમ પૈસા લઈ જજો ભૂલતા નય એ ભલે મળીએ